હા હવે સંજયલીલા પ્રોડક્ટ સંજય લીલા ભણશાલી સાહેબની એ પ્રોડક્શન કંપની છે એ એક નવી ફિલ્મ બનાવે છે અને જેનું જે ટાઇટલ છે એ ડિસ્કસ થઈ રહ્યું છે તો એના માટે તમે ઓડીશન આપી શકો એનું ઓડીશન અમે બહાર પાડ્યું છે

હા બેસિકલી કેવું છે કે અમે જે મૂવી બનાવીએ છે એ એક એના માટે અમને બોલ્ટ વુમનની જરૂર છે અને મેં તમારા ફોટોસ જોયાં અને તમારી સ્પીચ ને બધું હવે અમારે સાંભળવું છે એટલે તમારા ફોટોસ જોયાં એ પરથી અમારા જે કેરેક્ટર છે એના માટે તમે પ્રોપર સૂટ થાઓ છો એટલે જે સ્ક્રિપ્ટ તમને હું મેઇલ કરી દઈશ તમે જોઈ લેજો તમારી એક સ્પીચનું તો અત્યારે મને ખ્યાલ આવી ગયો પણ છતાં પણ તમે જો એક વખત અમારા ઓફિસ પર આવી ને રૂબરૂમાં જ તમને જોઉં તો અમને વધારે ખ્યાલ આવે ઓકે હા એટલે એ સીન આવશે કારણકે અમે લોકો વિચારીએ છે કે અમારી જે મૂવી છે એ સ્ત્રીઓ ઉપર છે તોએનું જે મેઈન રોલ છે એના માટે જ તમારું કાસ્ટિંગ અમે લોકો એ વિચાર્યું છે તો અમારી ટીમ છે જો તમે રૂબરૂ આવી જાઓ તો તમારું ઓડીશન અમારી ટીમ જોઈ લઈએ ને પછી તમને કહીએ હા બજેટ છે એટલે તમને કોરીઓગ્રાફર ને બધું જ મળશે તમને

એમ તો અમે બજેટ અમે રાખ્યું જ છે પણ તમે આવો અને તમારું ઓડિશન ને બધું અમે લોકો લઈએ અને તમે જશું

ઓકે તો તમે કેટલી ફીસ એકસેપ્ટ કરો છો એ અમને જરાક કહેશો યસ હા ઓકે હવે એવું છે મેમ કે એઝ એ કાસ્ટિંગ ડીરેક્ટર છે પણ અમારે પ્રોડ્યુસરને અને જે મેઇન ડિરેક્ટર છે એ જે અમારી પેનલ છે એમની સાથે પણ મારે વાત કરવી પડે તો હું તેમની સાથે ડિસકસ કરીને તમને જણાવીશ તમે અત્યારે એક કામ કરો તમે જો ફ્રી હોવ જે દિવસે તે દિવસે એક વખત ઓડિશન આપી જાઓ તો તમારું ઓડિશન જુએ તો અમારા ડિરેક્ટર ને છે કે અમને વધારે ખ્યાલ વધારે ખ્યાલ આવે ઓબ્વિયસ્લી તમને કીધું એમ કે સંજય લીલા ભણસાલી સરનું પ્રોડક્શન છે તો બજેટ અમે લોકોએ રાખ્યું જ હોય પણ બેસિકલી તમે હા એટલે બેસિકલી જો તમે એક વખત ઓડિશન આપી દો તો પછી અમે લોકો વિચાર કરીએ કરીએ કે અમે એટલું પે કરીએ કે ના કરીએ ઓકે તો તમે કેટલા વાગ્યે આવશો મેમ બાર વાગ્યે ઓકે તો હું કન્ફોર્મ કરીને બાર વાગ્યાની મીટિંગ ગોઠવી આપીશ અને તમને જણાવીશ બરાબર હા બાય